હું જયારે ધોરણ દસમાં ભણતો હતો ત્યારે અમારી સ્કૂલમાં વિવિધ મેળા વિજ્ઞાન મેળાઓનું આયોજન કરવામાં આવતું હતું એ વિજ્ઞાન મેળામાં અમે ખૂબ જ હો ઉત્સાહભેર ભાગ લેતાં હતાં જેના લીધે વિવિધ વિજ્ઞાન મેળામાં અમે વિવિધ અલગ અલગ પ્રકારના પ્રયોગો કરીને અવનવી વૈજ્ઞાનિક પદ્ધતિઓને પણ જાણતાં હતાં આ વિજ્ઞાન મે મેળામાં અમે અમારાં ગ્રુપથી પાયથાગોરસનો પ્રમેય અ વિવિધ અવકાશના લીધેના પ્રયોગો રીસર્ચ વિશેની ઘણી બધી માહિતીઓ મેળવતાં હતાં જયારે અમારી શાળામાં વૈજ્ઞાનિક મેળો હોય ત્યારે અમે આખા ગ્રુપથી અલગ અલગ પ્રકારના બધા પ્રયોગો કરતા હતા તેમજ બીજી સ્કૂલોમાં અલગ સંસ્થાઓમાં અલગ અલગ સંસ્થાઓમાં જઈને અમે વિજ્ઞાન મેળાનું આયોજન થતું ત્યાં પણ અમે ભાગ લેતાં હતાં